ભારતમાં ધીમે ધીમે સાંસ્કૃતિક પ્રથાઓ લોકપ્રથાઓ લુપ્ત થવા માંડી માંડી છે પહેલાંના લોકો સાંસ્કૃતિક પરંપરાઓનું પાલન કરતા હતા પણ નવી પેઢી પાલન કરતી નથી અમુક જ લોકો સાંસ્કૃતિક પરંપરાઓનું પાલન કરે છે ભારતના સાઠ ટકા જેટલા વિસ્તારમાં સાંસ્કૃતિક પરંપરાઓનું પાલન થ પાલન થતું નથી માત્ર ત્રીસથી ચાલીસ ટકા વિસ્તારમાં જ સાંસ્કૃતિક પરંપરાઓનું પાલન થાય છે પહેલાંના લોકો સાડી શર્ટ ધોત ધોતી જેવા વસ્ત્રો પહેરતા હતા પણ અત્યારના લોકોમાં આ પહેરવેશ જોવા મળતો નથી નવી પેઢી નવી પેઢી પરંપરાઓનું પાલન કરતી નથી તેઓ વેસ્ટન કપડાઓ જેવા કે જીન્સ ટી શર્ટ પહેરે છે શહેરના વિસ્તારોમાં સાંસ્કૃતિક પરંપરાઓ ઢીમે ઢીમે લુપ્ત થવા માંડી છે પણ હ પણ હજુ પણ ગામડાના લોકોમાં સાંસ્કૃતિક પરંપરાઓ જોવા મળે છે તે ગામડાના લોકો સ્ત્રીઓ સાડીઓ પહેરે છે પુરુષો ધોતી શર્ટ જેવા વસ્ત્રો પહેરે છે પણ ત્યાં પણ ધીમે ધીમે સાંસ્કૃતિક પરંપરાઓ લુપ્ત થવા લાગી છે પહેલાંના લોકો સાદું ભોજન જમતા હતા દાળ ભાત દાલ બાટી જેવું પણ અત્યારના લોકો પીઝા બર્ગર જેવા અનહેલ્ધી ખોરાકનો ઉપયોગ કરે છે જે હા શરીર માટે હાનિકારક હોય છે પણ તેઓ તે જ ખોરાકનો વધુ પડતો ઉપયોગ કરે છે સાદો ખોરાકનો ઉપયોગ કરતા નથી દેશના અમુક વિસ્તારમાંથી સંસ્કૃત સાંસ્કૃતિક પરંપરાઓ લુપ્ત થઈ ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં હજી પણ સાંસ્કૃતિક પરંપરાઓ ચાલતી છે